જય શ્રી કૃષ્ણ મહાદેવ જીવનમાં દુઃખ દર્દ અને પીળા છે કાંઈક જ્ઞાન આપો હા હમ

હા હા હ

હા હા હા

હા હા સાચી વાત છે ગુરુજી

ધન્યવાદ ગુરુજી હું આશા રાખું છું કે તમારું આ માર્ગદર્શન અને દ્રષ્ટાંત મારા જીવનના ડગલેને પગલે મને ઉપયોગી રહે અને હું એને સફળતા પૂર્વક મારા મગજમાં ઉતારી શકું આભાર આભાર ગુરુજી મહાદેવ